હેલો હલો રણજી બેકર્સ બોલે હા તો મારે તમારે બેક બેકમાં કેક ઓર્ડર કરવી છે તો જરી પ્લીઝ તમે મને ગાઇડ કરશો હા તો એકચુંલી મારો સન છે ને એ ફાઇવ યર કંપ્લીટ કરે છે તો એના માટે જોઈએ છે

હા બડે પાર્ટી છે એના પાંચ વર્ષ કંપ્લીટ થાય છે એટલે અમે એની વર્ષ ગાંઠ ઉજવવા માંગીએ છે એટલા માટે કેક ઓર્ડર કરવી છે અમારું ફેમિલી ટ્વેન્ટી ફાઇવ પચીસ લોકોનું છે અને એ લોકોને અમે લોકો ઇન્વાયટ કર્યા છે પ્લસ થોડા ફ્રેન્ડ્સ પણ હશે એના સ્કૂલના એવા એટલે અમને જોવોને બે સવા બે કિલો જેટલી બની આપોતો કલર અમને બ્લૂ કલર જોઈએ છે ભૂરો કલર જોઈશે આસમાની જેવો ભૂરો કલર હા ડબલ લેયર હોય તો સારું

હા એને એને છે ને એને એને સ્ટોબેરીને એવું બધુ બોવ ભાવે છે એટલે અમે એવું વિચારિયું છે કે અમે સ્ટોબેરી અને ચેરી સ્ટોબેરી અને બ્લૂબેરી એનું ડેકોરેશન અમને ફ્રૂટ કેકમાં જોઈએ છે અને એની અંદરનું જે તમે લેયર બનાવો ને એ અમને ઓરેંજ ફ્લેવર જોઈએ છે એટલે શું કે જ્યારે અમે કાપીએને કેક તો અમે ઓરેંજ કલર અને બ્લૂ કલરનું કોમ્બિનેશન ફોટોગ્રાફી ઇફેક્ટમાં સારું મળે

બરાબર

હા ઓકે હા હા બરોબર સારું તો તમે તમારી રીતનું ડેકોરેશનને બધુ જોઈ લેજો અમે જોવાથી ને ટેસ્ટફૂલ હોય સારી બધાને ગમે એવી એવું સરસ કરવાનું છે બરાબર થેન્ક યૂ હા કાલે હું તમને પેમેન્ટ કરી લઇશ હા